સામાન્ય રીતે લાંબી બાઈકની યાત્રાઓમાં સફર કરતી વખતે આપણે જરૂરીયાતની જે ચીજો છે જેમકે રૂમાલ ટોપી ગ્લવ્ઝ પાણીની બોટલો તથા ખાવા પીવાની સામાન્ય રીતે બાબતો લઈ જતા હોય છે અને ખાસ વસ્તુમાં તો કઈ શકીએ કે ટૂલ કીટ અથવા તો હેલમેટ આજે સાધન સામગ્રીઓ છે એતે સાથે રાખવાની હોય છે